હા બોલો હા બોલોને શું થાય છે તમને બીજું અઅઅ હા હું સમજુ છું હવેથી છે ને એક સજેસ્ટ કરું છું કે ડેઇલી રાત્રે છે ને મોબાઈલનો બહુ યુઝ નહીં કરવાનો જેથી કરીને તમારા બોડી ને બહુ વિક બનાવે છે કારણકે મોબાઈલ વીક બનાવે છે અને ડેઇલી રાત્રે સુતા પહેલાં દસથી પંદર મિનિટ મેડિટેશન કરવાનું ને મેડિટેશન કરો એટલે પાંચથી છ મિનિટ મગજને સાવ શાંત પાડી દેવાનું અને ખોટા વિચાર નહીં લાવવાના મેડિટેશનથી તમને ઊંઘ બી આવી જશે અને દસ પંદર દિવસ તમારે આવી ટેક્નિક અપનાવશોને એટલે તમને ઊંઘ આવવા માંડશે તો એના માટે તમે દિવસે યુઝ કરી શકો પણ રાત્રે તમે જેટલું આંખને ડેમેજ આપશું એટલું તમારા માટે નુકસાનકારક છે એટલે રાત્રે તમે હા યુવી એક્સ વાળા ચશ્માં બી અત્યારે આવે જ છે કે તે તમે યુઝ કરી શકો પણ બ્રાઇટનેસ રાતના સમયે તમારે લો રાખવાની એટલે તમને નુકસાન ન કરે